ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ બાબતમાં વિચારીએ તો એવું કહી શકાય કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા આપણને પ્રાપ્ત હતી દરેક ધર્મના લોકો પોતપોતાની ઈચ્છા મુજબ ની પૂજા વિધિ કરી શકતા હતા અને દરેક ધર્મની પોતાની કોઈક એક વિશિષ્ટ પ્રકારની ઓળખ એક વિશિષ્ટ પ્રકારની ધાર્મિક લાગણી એક વિશિષ્ટ પ્રકારની ધાર્મિક માન્યતાઓ હતી અને એને ધ્યાનમાં રાખીને આપણે એવું કહી શકીએ કે આ સંસ્કૃતિએ કંઈક અંશે હિન્દુસ્તાનને આ એક અસ્તિત્વને ખૂબ સારા પ્રમાણમાં જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે અને પ્રવર્તમાન સમયમાં આપણે આ બધી વિધિઓ વિષે જે કંઈ માનતા હોઈએ પરંતુ આ વિધિઓએ કંઈક અંશે આપણી સંસ્કૃતિને પાંચેક વર્ષ સુધી જાળવવા પ્રયત્ન કર્યો છે એમ ચોક્કસપણે કહી શકાય